લોકગીતો લોકગીતોએ દરેક પ્રદેશની એક આગવી ઓળખ હોય છે ગુજરાત એક એવો પ્રદેશ છે જેમાં અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં બોલીઓ પણ બદલાય છે ભાષાના લહેકા પણ બદલાય છે અને લોકગીતો પણ બદલાય છે લોકગીતો એટલે લોકોમાં જે પ્રચલિત ગીતો કે જેઓ વર્ષોથી ગવાતાં હતા એવાં ગીતો એટલે લોકગીતો અને એ એક સમાજની ઓળખ હતી જૂના સમયમાં મનોરંજનનાં સાધનો ખૂબ ઓછાં હતાં એટલે લોકો ભજન લોકગીત ગરબા વગેરે જેવા પોતાનાં મનપસંદ ગીતો સાધનોનો ઉપયોગ કરી અને મનોરંજન મેળવતા ફક્ત મનોરંજન નહીં એની પાછળ એક સામાજિક સંદેશો અને એક ચોક્કસ હેતુ પણ હતો જેમકે એક લોકગીત છે સવા બશેરનું મારું દાતરડું લોલ હવે નહીં જાઉં વીડી વાઢવા એટલે એમાં પત્ની પોતાના પતિને કહે છે કે હું તમારા કરતાં વધારે કામ કરું છું એટલે હું તમે જે કમાઈને રૂપિયા લાવો છો એનાં કરતાં હું વધારે રૂપિયા લાવું છું અને આ વાત છે એ એમને લોકગીત દ્વારા લખી છે લોકગીત દ્વારા રજૂ કરી છે પછી લોકગીતમાં કેટલાક જાહેર સ્થળોનાં નામ પણ હોય છે દાખલા તરીકે અમદાવાદનું કાંકરિયા તળાવ છે તો એને લગતું એક લોકગીત છે મારે જાવું કાંકરિયા તળાવ રે તો એમાં સ્ત્રી છે એના પતિ આગળ એ કાંકરિયા તળાવ જવા માટેની રજૂઆત કરે છે ઘણા લોકગીતોમાં કૃષ્ણ છે રામ છે અથવા તો બીજા ભગવાનનાં પણ નામ લઈ અને લોકગીતો રચાયાં છે જેની પાછળ ભક્તિનો પણ હેતુ હોય છે દાખલા તરીકે કૃષ્ણની રાહ જોવા માટેનું એક લોકગીત છે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઊગશે એટલે કે અહીં લોકો કૃષ્ણ ભગવાનના આગમન માટેની રાહ જોઈ રહ્યા છે અને કહે છે કે ક્યારે એવો દિવસ આવશે ચાંદો એટલે અંધારી રાત અંધારી રાતમાં અજવાળું ચાંદો પાથરે છે પરંતુ સુરજ છે એ ક્યારે ઊગશે અને કૃષ્ણ ક્યારે અમારે ત્યાં આગમન કરશે તો આમ લોકગીતો છે એ લોકોનો એક અવાજ છે લોકોની એક લાગણી છે લોકોની એક રજુઆત છે જે અહીંના વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે